જો વાત કરીએ ને ગુજરાતી ભાષાનો જે સંસ્કૃતિ પર કેવી ઓળખ છે બરાબર અથવા કેવો પ્રભાવ છે તો ગુજરાત છે એમાં ગુજરાતી મુખ્યપણે બોલાતી ભાષા છે બરાબર ને તો મુખ્યપણે જે બોલાતી ભાષા છે તો એનું સંસ્કૃતિમાં તો ફાળો હોય જ બરાબર ને ઑબ્વિયસલી થિંગ છે તો ગુજરાતમાં શું હોય છે કે બધા લોકો છે ને એ મોસ્ટલી ગુજરાત આખા તમે જાઓ ને ગુજરાતમાં તો ગુજરાતી જ બોલાતી હોય છે બરાબરને ક્યાંક જે છે એ જે બોલવાની જે લય હોય બરાબર ઍકસેન્ટ હોય એમાં થોડું ઘણું ફેર આવે પણ આપણે જોઈએ તો એ આખા ગુજરાતમાં ગુજરાતી સેમ જ હોય છે ઓકે અને સંસ્કૃતિની વાત કરીયે તો ગુજરાતી એ ગુજ્જર જાતિ હતી ને પહેલાં એનાં ઉપરથી એ ગુજરાતી ભાષાનું નામ પડ્યું બરાબર તો ગુજરાતી ભાષામાં જે સંસ્કૃતિવાળા બરાબર ગુજરાતીના જે ગરબા છે બરાબર એ વિશ્વવિખ્યાત ગરબા છે તો એ ગરબામાં જે આપણે કહેવાય ને જે ગીતો હોય છે ગીતો હોય કે પછી બીજી એવી કોઈ ગુજરાતીની સાહિત્ય કથા હોય કે કાંઇક એવું હોય વસ્તુ બરાબર તો એ ગુજરાતી ભાષામાં જ બોલાય છે કારણ કે ગુજરાતના જે ગરબા છે ને બરાબર નવ દિવસના તો એમાં મોસ્ટ ઑફ પણે જે કહીએ ને કે ગુજરાતી ભાષામાં જ ગવાતા હોય છે હિન્દી તો ક્યાં ક્યાંક હિન્દીને એવાં ગીતો જે હોય ને ક્યાંક જ વાપરે છે બાકી તો એ સંસ્કૃતિ જે ગરબાની સંસ્કૃતિ છે એ ગુજરાતીથી ભાષાથી જ જળવાય છે સમજ્યા અને બીજી વાસ કરીએ તો વાત કરીએ કે ભાષાની બરાબર તો ગુજરાતી ભાષા એ મુખ્યત્ત્વે જે છે ને એની સંસ્કૃતિની ઓળખ સારી છે એમ તો જે બીજા જેમ કે આપણે કહી શકાય કે કોઈ લોકગીત હોય બરાબર લોક ડાયરા હોય છે તો એ મોસ્ટ ઑફ બધા ગુજરાતી ભાષામાં જ થાય છે બરાબર તો લોક ડાયરા થઇ ગયા પછી અ મેં વાત કરી એમ નવરાત્રિ તો એ બધી જે સં સાંસ્કૃતિક જે પ્રથાઓ છે બરાબર તો એ ગુજરાતી ભાષાથી જળવાઈ છે એટલે ગુજરાતની ઓળખ છે એ અલગ તરી આવે છે